એક ઓચિંતા અકસ્માતને લીધે મારા પાસપોર્ટને નુકસાન થયું છે અને મારી આગામી મુસાફરીઓ ની ટિકિટ લેવાઈ ગઈ છે અને એની પહેલાં મારા પાસપોર્ટને શોધવો જરૂરી છે અને મારા પાસપોર્ટને રિન્યુઅલ કરાવવાની ખૂબ જ જરૂર છે કારણ હું બિઝનેસમેન છું અને મારે અનેક ક્ષેત્રે જવાની ઝડપ છે ઉતાવળ છે તો તમને મારા પાસપોર્ટ રિન્યુઅલ કરવા વિનંતી